પેટ્રોલનો ભાવ વધવાથી માણસને બહુ જ નુકસાન થાય છે કારણ કે પેટ્રોલની એવરેજ પણ ઓછી છે મોટા વાહનમાં પણ વધારે એવરેજ ઓછી પડે એના લીધે કિલોમીટર ઓછા ચાલે અને પેટ્રોલનું યુઝ વધારે થાય છે જેનાથી માણસોને પૈસા પણ વધારે જાય છે અને એનાથી પણ વધારે પૈસા સિવાય ગ્લોબલ વોર્મિંગનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જેનાથી પોલ્યુશન વધ્યું છે ઇન્ડિયામાં જોવા જાઈ તો એટલું પોલ્યુસન થઈ ગયું છે કે તમે એર વેબસાઇટ પર જોઈ શકો આખું રેડ થાય છે જેનાથી માણસને હાનિકારક અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે કંઈ બીમારી વધારે થાય છે કારણ કે એમાં નાઈટ્રો ઓક્સાઈડ અને નોક્સ અને સોક્સ કહેવાય છે જે માણસો અને ગ્લોબલ વોર્મિંગ માટે ખૂબ જ હાનિકારક છે કોઈ પણ પેટ્રોલ ડીઝલ કોલ કંઈ પણ યુઝ થાય એ હંમેશાં હાનિકારક જ હોય છે કારણ કે એમાંથી જે પોલ્યુશન જે મતલબ થાય છે એ માણસો અને ગ્લોબલ વોર્મિંગના લીધે વધારે પ્રોબ્લમ થાય છે એન્ટારટીકા અને જ્યાં બરફ વધારે પહેલાં એવું હતું કે સેવન્ટી ફાઇવ પસન્ટ પાણી અને ટ્વેન્ટી ફાઇવ પસન્ટ લેન્ડ હતું પણ હવે પાણીનો પ્રમા પ્રમાણ વધી ગયો છે કારણ કે ગ્લોબલ વોર્મિંગ આખા દુનિયામાં વધી ગયું છે એટલે માણસોએ પેટ્રોલ અને કોલ અને આ બધી ડીઝલ જે પેટ્રોલિયમ વસ્તું છે એની યુઝ ઓછું કરવા જોએ યા તો ઓલટરનેટિવ ઇલેક્ટ્રિક યા હાઈડ્રોજન પાવરનું શોધ ક વધારે કરવું છે ઇલેક્ટ્રિક વ્હીકલ તો આવી ગયા છે પણ એના લીધે લિથિયમ બેટરી એ એ પણ એક પ્રોબ્લ્મ થાય છે જેનાથી માઇનિંગ કરવામાં આવે એ વધારે નુકસાન કરે છે તો એવો ઓલટરનેટર લેવો જોએ જેનાથી પર્યું એટમોસફીયરને વધારે હાનિકારક ના થાય અને વધારે ગાડી વાહન બધું જ સરખી રીતે ચાલી શકે પહેલાંથી વધારે વાહન યુઝ થતા છે ઈકોનોમિકલ પણ એ લોકો બીએસ સિક્સ એન્જિન લાવ્યા છે જેનાથી પોલ્યુશન અને એનાથી કંટ્રોલમાં થોડું સુધાર આયવો છે પણ એની સામે વ્હીકલ વધી ગયાં છે એટલે એ સેમ જ થઈ ગયું છે